સ્વીગી પુરોહિત ડાઈનિંગ હોલમાંથી આજે રક્ષાબંધન હોવાથી મારે પાંચ માણસનું ટિફિન જોઈએ છીએ અને તે ટિફિનમાં મને બહુ જ પુરણપોળી ભાવે છે તો તે પુરણપોળી ખાસ તમે મુકાવશો આ ટિફિન તમારે મારા આ સરના પરમાં પર પહોંચાડવાનું રહેશે ઓગણત્રીસ રામેશ્વર પાર્ક પાણીની ટાંકી સામે બીએપીએસ સ્કૂલની બાજુમાં બાકરોલ જિલ્લો આણંદ